સફરની વાત કરું તો સફર દરમિયાન ઘણી બધી વસ્તુ હોય છે જે યાદગાર રહી જતી હોય છે અને વાહન વ્યવહારની વાત કરું તો વાહન વ્યવહારમાં તો સૌથી સામાન્ય પધ્ધિઓ પદ્ધતિઓ એ જ હોય છે કે અમે ગાડી લઈને જતાં હોઈએ છે અને ગાડીમાં પણ જે ફેમિલી કાર કાર્સ ફેમિલી ગાડી હોય છે જેમ કે ઈનોવા છે એવી મોટી ગાડી હોય છે તો એ જ અમે સૌથી વધારે કરીએ છે અને એમાં યાદગાર વસ્તુ તો એ છે કે જો ગાડીમાં જ્યારે પરિવાર જોડે હોય તો એમના જોડે રમતો રમવામાં વાતો કરવામાં જૂની જૂની એ સૌથી યાદગાર વસ્તુ હોય છે અને જેમાં સૌથી વધારે મજા પણ આવે છે અને કંઈક ઘરેથી બનાવીને ગયા હોઈએ છે તો ગાડીમાં એ વસ્તુ જમવાની પણ મજા આવે છે તો એ બધી વસ્તુઓ બહુ યાદગાર રહે છે અને હા આ આજ વસ્તુ કે દિવસે સફરમાં જે વાતો કરીએ છીએ જે જૂની જૂની વાતો કરી છીએ એ જ સૌથી વધારે મજા આવે છે એ એ વસ્તુને વારંવાર વાગોળવાની હા